હલો હાં બોલો હાં છે ને અહિયાં તમારું બજેટ શું છે તમારુ બજેટના હિસાબે તો તમારે ત્રણ દિવસનું છે તો ત્યાં બધુ ફરવાલાયક જોવાલાયક સ્થળ છે મુંબઈ થી બે કલાક લાગશે તમને અને ત્યાં મોટાં તાજમહેલનેએ બધુ જોવાલાયક છે સારું હલો

હાં એવું બધુ મળશે તમને બધી જગ્યા ફરાવશે અને તમને ગમે તેવું ખવડાવશે બધી સુવિધા છે જ હાં હાં બધુ જ છે ઓકે થેન્ક યુ